અરે રઘુભાઈ કેમ છો મજામાં અરે શું વાત કરું યાર મારા ભત્રીજાના હમણાં મેરેજ છે એટલે ચાર પાંચ પેર પેન્ટ શર્ટ અને એક સૂટ અને એક શેરવાની સિવડાવવાની છે પણ છેલ્લે જે તમે કપડાં જે એ તો બરાબર છે પણ છેલ્લે જે તમે જે કપડાં બનાવ્યા હતાં એ કપડાં વાંહે બહુ મિસ્ટેક છે

વાત તમારી સાચી તમે નહીં સિવ્યાં હોય તો તમારે ભાઈએ સિવ્યાં હશે પણ બગાડ્યાં છે આ વખતે કપડાં મારા ના જે હોય એ તો મારે કહેવું પડે ને સાહેબ તમને કે મારાં પેન્ટ જે છે આ વખતે જે છે બે પેન્ટે બગાડયાં છે અને શર્ટ બી બગડ્યો છે અને લાસ્ટ ટાઇમ જે ઓલો ઝભ્ભો અને લેંઘો સિવડાવવા આપ્યો તો એ એકદમ તમે ખૂલતો બનાવી નાખ્યો છે થોડો ફીટિંગ રાખવાનો હતો અને પેન્ટ જે છે એ થોડીક ખૂલતી રાખવાની હતી અને એની જગ્યાએ તમે એકદમ છે ને ફિટ કરી નાખી છે તો સાહેબ પણ તમારે કહેવું જોઈએ ને કે સાહેબ આ મને તમે ધોઈને આપો અથવા તો ધોયા વગર આપો તો હું એ રીતે સિવું એમ સાહેબ નવાઈ નથી અઅ ભઈ યાર છે જે વસ્તુ એ તમને કહું છું જે વસ્તુ છે એ હું તમને કહું છું કે ખરેખર એ કપડાં હું તમારી પાસે લાવ્યો છું તો એ જરાક મારાં થોડાક એ જે બે પાંચ જોડી કપડાં બનાવ્યા છે એ ફિટિંગ પણ કરવાનાં છે અને જે ચેન બેન ખરાબ થઈ ગઈ છે એ પેન્ટની નવી ચેન બી નાંખવાની છે તમે એ ચેન નાખી છે એ બી બહુ હલકી ગુણવત્તાની છે ને નાંખી છે એ ચેન પણ સારી નથી કારણકે હજી હમણાં સિવડાવ્યા ને ચેન બગડી ગઈ એ તો ના ચાલે ને ભાઈ ના ના ધોકો નથી વાગ્યો સાહેબ ચેન એમનેમ જ છે એમનેમ જ છે પણ બગડી ગઈ છે સાહેબ જુઓ તમે આ રહ્યાં એ પેન્ટ જોઈ લો અને એ સિવાય તમે લાસ્ટ ટાઇમ જે શર્ટના બટન ટાંકયા હતાં એ એકદમ લૂઝ બટન ટાંકયા છે બધાં બટન સાહેબ નીકળી ગયાં મારે શું કરવાનું હવે એવાં બટન ક્યાંથી લાવવાનાં ભઈ સાહેબ તમારે પૈસા તમે સિલાઈ લો છો બરોબર છે તો એ પ્રમાણે ચેન પણ નાખો ન સારી સારી કવોલિટીની અને સારી હોય ટકાઉ ચેન એવી ટકાઉ ચેન નાખો અને શર્ટના જે બટન છે એ બટન વ્યવસ્થિત રીતે તમે થોડા ટાંકો જેથી કરીને એ બટન નીકળી ન જાય ને પછી શું થાય છે કે શર્ટનાં બટન નીકળી જાય તો એ બટનનું જે મેચિંંગ હોય એ વિખાઈ જાય અને અલગ બટન નાખીએ એટલે એકદમ ખરાબ લાગે ક્યાંક અમે ઊભા હોય કે મિટિંગમાં હોય ક્યાંક અઅ સેમિનારમાં ગયા હોય વક્તવ્ય અમે આપતાં હોય અને કોઇક અમારા શર્ટની સામે જુએ ને અલગ પ્રકારનું બટન દેખાય તો અમારી તો યાર ઇજ્જતના એક આના થઈ જાય ને એટલે મહેરબાની કરીને આ વખતે તમે એવું ના કરતાં હવે આ વખતે તમે વ્યવસ્થિત થોડું ધ્યાન આપી અને તમારી રીતે પર્સનલી તમે સિલાઈ કરી અને બટન તમારી જાતે નાખો અને સારી ચેનનો ઉપયોગ કરજો ઓકે

ભલે ભલે ચાલો અહીં આવ કશો કશો વાંધો નહીં ભલે ભલે હવે એ કહો તમે એ કહો કઈ તારીખે તમે મને આપશો ભલે ચોક્કસ હોં એક બાર તારીખ તમારી ફરવી ના જોઇએ જે તારીખ આપી એ તારીખે હું લેવા આવીશ બરોબર ભલે ભલે ચાલો